હા બોલો અરે હા સર હું સોહમના પપ્પા બોલું છું હા તમારો સ્ટુડન્ટ છે ને સોહમ ડિવાઇન સ્કૂલમાં હેલ્લો એ પાંચમા ધોરણમાં છે બ વર્ગમાં

સોહમ પરમાર અરે સર મારે એક્ચ્યુલીમાં રજા જોઈતી હતી ચાર દિવસની એમાં છે ને મારા દાદા દાદી છે ને એ થોડા વડીલ થઈ ગયાં છે અને હવે અમે એવો પ્લાન બનાવ્યો છે છેલ્લે છેલ્લે કે હવે ફરવા જઈએ છેલ્લે છેલ્લે કેમ કે હવે એમની ઉંમર થઈ ગઈ છે તો અમારે ચારથી પાંચ દિવસ માટે એક ટ્રીપ ગોઠવી છે સાપુતારાની તો શું તમે રજા આપશો સર તારીખ ચાર સાત બે હજાર ચોવીસથી આઠ તારીખ સુધી જવાનું છે સર નવ તારીખથી મારો છોકરો પાછો ચાલુ કરી દેશે સ્કૂલ

હા હા એનું અમે ધ્યાન રાખી લઈશું અને જેવી જેવી અમારી ટ્રીપ પૂરી થાય એવો હું એને સ્કૂલે તો મોકલીશ અને જે મિસ થઇ ગયું છે જે ભણવામાં એ બધું બી હું એને રિપીટ કરાવી દઇશ અને બધું જે પરફેક્ટ થતું હશે એ બધું હું કરી દઇશ હા હા સર એ પૂરે પૂરી જવાબદારી મારી રહેશે એનો વાંધો નથી હા હા સર વાંધો નહીં એનો હું ખ્યાલ રાખીશ હા થેન્ક યુ સર